હા હું એક વખત હિમાચલ પ્રદેશ ગયો હતો ત્યાંની ભાષા અને સંસ્કૃતિ ગુજરાતીની તુલનામાં બિલકુલ અલગ હતી ત્યાંનાં લોકો હિન્દી બોલે છે અને તેમનું રહેણાંક પણ અલગ છે શરૂઆતમાં મારી પાસે જે બે બેઝિક હિન્દી હતી તેની મદદથી લોકો સાથે વાત કરી અને થોડીક સમજમાં આવતી હતી ત્યાંનાં ખાણા ખાણાં પીણાં રીત રિવાજ અને લોકોની જીવનશૈલી સાથે અનુકૂળમાં થવામાં થોળો સમય લાગ્યો હતો હું લોકો સાથે ઘણી વાતો કરતો ત્યાંનાં પ્રાથમિક સ્થળોને જોતો અને તેના ઇતિહાસની માહિતી મેળવતો આ રીતે ત્યાંની સંસ્કૃતિને સમજવામાં મદદ મળી અને ત્યાં રહેવામાં પણ સુવિધા થઈ લોકોની મદદ અને તમારું ખુલ્લું માનસિકતા હોવાથી નવી જગ્યા સાથે અનુકૂળ કરવામાં સહેલું બની શકે છે